તમે સર ઓલું એમએમયુઆઈમાંથી વાત કરો છો તો મારે એ એમાં ફોમ ફિલઅપ કરવું છે તો એ કેવી રીતે યોજના છે ને એમાં શું શું પ્રાવધાન છે એ જરીક મને જણાવશો

અને શું એમાં અપ્લાય કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ કે આપણે એને કયા કયા આપણે એ કાઇટેરિયા હોય છે જે કે એ માણસ ન ભરી શકે ને કેમ કે એટલી આવક હોય મારી ને એનાથી વધુ હોય તો એમ

એવું બધું જોઈએ એમ ને એટલે એ આટલું ડોક્યુમેન્ટનું લિસ્ટ છે ને તમે મને આમાં એક વોટસપ થ્રૂ મને છે ને મોકલી આપજો અને અને એ ક્યાં આવી છે ઓફિસ સોરી અવાજ નથી આવતો

હા બોલ બોલ ના ના એ નહીં એ નથી ખોલવા માગતો પણ એ મારા સિસ્ટરને એ બધું ઓલુ સિલાઈ મશીનનું ને છે નેએ બધું છે એમાં

ઓકે થેન્ક યૂ